ભ્રષ્ટાચાર એ એક જગતનો એક સૌથી ખરાબ સિસ્ટમ છે જે આખા સરકારને ઓલી કરી નાખે છે એના માટેના કેટલાક પગલાંઓ આપણે જોઈએ કે જેના નિવારવા માટે ભ્રસ્ટાચારને આપણે ઉકેલવા માટે કરી શકીએ છે પગલાં એમાં પહેલું પગલું છે કાનૂન અને નિયમોને કડક બનાવવા તો ભ્રષ્ટાચાર વિરોધી કાનૂનોને મજબૂત બનાવવું અને તેની અમલવારી માટે કડક સજા નક્કી કરવી એ પણ ભ્રષ્ટાચાર માટે એક ઉકેલવા માટે એક સારો એવો કાયદો છે પછી એની જાહેર વિરપનો કરવો અને એની ચાર ચાર કરવી કયા વિસ્તારોમાં મીડિયામાં ભ્રષ્ટાચારના એક વખત ચર્ચા અને નિવેદનો કરવા માટે કરવા જોઈએ પછી શિક્ષણ અને જાગૃતિ લાવવી જોઈએ લોકોમાં ભ્રષ્ટાચાર અંગે જાગૃતિ લાવવા માટે શિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ પછી જેવા કે ટેક્નોલોજીનો ઉપયોગ પણ એટલો જ સહાયક છે તેના માટે ટેક્નોલોજી પ્લેટફોર્મ દ્વારા નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવું જેમ કે ઓનલાઈન અકાલ ઓનલાઈનમાં ફરિયાદો આવતી હોય જેવી કે પછી જે આમ આગળ જોવા જઈએ તો વિશ્વસનીય સુપ્રીમ બોડીઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિષ્ઠાવાન અને સ્વતંત્ર નિયામક બોડીઓની રચના કરવી એ પણ એનો એક ભાગરૂપે સારી રીતે વર્તી શકે છે નાગરિકોની ભૂમિકામાં પણ બહુ સારો એવું ઓલું થઈ શકે છે નાગરીકે ભ્રસ્ટાચાર સામે લડવા માટે સક્રીય રીતે ભાગ લેવું એ પણ આ એક ભાગ છે એટલે અન્ય લોકોને પ્રેરીત પણ કરવું જોઈએ પર્યાવરણ અને સંસ્કૃતિમાં બદલાવ સંસ્કૃતિમાં સત્યતા પછી નિષ્ઠા જવાબદારી વિરુદ્ધ અને પ્રોત્સાહિત કરવું આ બધા પગલાં સાથે ભ્રષ્ટાચારને લાંબા ગાળાની યોજનાઓ અને સકારાત્મક અભિગમ જરૂરી છે ભ્રષ્ટાચારને ઉકેલવા જો વધુ આપણે આગળ વધીએ તો સરકારી કાર્યમાં પારદર્શિકા એમાં સરકારી ખર્ચ ફંડ વિતરણ અને પ્રોજેક્ટ્સ વિશે માહિતી જાહેર કરવી જેથી નાગરિક એવા મામલાની સાફ રીતે જોઈ શકે છે પછી મીડિયા અને સંસ્થાઓની ભૂમિકામાં પણ ખાસો એવો ફાયદો કરી શકે છે મીડિયા અને નાગરિકો જેવા સંસ્થાઓને પણ સક્રિયપણે ભ્રષ્ટાચારના મામલામાં વાત ભ્રષ્ટાચારનું વાતાવરણ લાવવું જોઈએ સમાચાર અને લેખો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ પછી જાહેર સહયોગ પણ એટલો જ ઉપયોગી છે ઓલામાં ભ્રષ્ટાચારમાં નાગરિકો પોતાના હક માટે અને સક્રિય રહેવા અને ભ્રષ્ટાચાર સામે સાથ આપી શકે એવા પ્લેટફોર્મ ઊભા કરવા જોઈએ સરકારે જેમ કે હોટલાઈન અથવા એપ્લિકેશન જેના દ્વારા ભ્રષ્ટાચારની જાણ થઈ શકી પછી છે શિક્ષણ અને તાલીમ ભ્રષ્ટાચારનું શિક્ષણ અને સ્થળો શાળાઓમાં કે કોલેજોમાં ભ્રષ્ટાચાર નૈતિકતાને નાગરિકની જવાબદારી અંગે શિક્ષણ આપવું જોઈએ જેથી ભવિષ્યની પેઢીઓ આ બાબતનું ધ્યાન અને મહત્વ સમજે એની ઉપયોગિતા સમજે ભ્રષ્ટાચાર સામે બળવાન અવાજ હોવો જોઈએ જેની પાસે ભ્રષ્ટાચાર વિશે માહિતી છે તેઓ માટે સુરક્ષીત દર્શવાના પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવું જોઈએ જેમ કે અધિકારીઓ એટલે અધિકારક કેન્દ્રો ટેક્નોલોજીનો ઉપયોગ ઈ ગવર્નન્સને પ્રોત્સાહિત કરવું જોઈએ આપણે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીને લોકોને સરળતા હશે એ રીતે પૂરી પાડવી જોઈએ એવી ઘણી રીતો છે જેથી આપણે ગુજરાતમાં આપણે ઓલું ભ્રષ્ટાચારને નાબુદ કરી શકીએ